ભારત આજે પર્યાવરણના ઘણા મોટા મોટા પ્રશ્નનો સામનો કરી રહ્યું છે જેવી કે નદીઓ જંગલો પર્વતો ટેકરીઓ દરીયો ખેતરો માટી ઘણા છેલ્લા વર્ષોથી ફેરફાર થયેલા જોવા મળે છે જેમકે કંપનીઓના પ્રદૂષિત પાણી નો નિકાલ નદીઓમાં કરવામાં આવે છે જેથી નદીઓ દૂષિત બને છે જંગલો નષ્ટ થઈ રહ્યાં છે જેથી કમોસમી વરસાદ દુકાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે પર્વતો ટેકરીઓ દરિયો ખેતરો બધાને નુકસાન થાય છે અને ખાસ કરીને ખેતી કરતાં લોકોના ખેતરો જો વરસાદ ના આવે તો પછી તે ખેતી કઈ રીતે કરી શકે તેટલા માટે જો ફળદ્રુપ જમીન હોય અને લોકોએ ભાગ માટે બિયારણ નાખ્યું હોય ત્યારે પાણીની વધારે જરૂરિયાત હોય છે અને તે પાણી વરસાદ દ્વારા પૂરું પાડવામાં આવે છે જો વરસાદ ના આવે તો લોકો ખેતી કરી શકે નહીં જેથી જ્યારે વરસાદ આવે તો પાક સારા એવા થાય છે અને આમ પણ આપણે જોઈએ જ છીએ કે થોડા વર્ષોમાં ઉનાળો હોય શિયાળો હોય કે ચોમાસું હોય બધી ઋતુમાં વરસાદ જોવા મળે છે આ બધુ શાના કારણે હોય છે કે આજુ બાજુનું વાતાવરણ જે આપણે પ્રદૂષિત કરી રહ્યા છીએ જેના કારણે દુકાળ જેવી પરિસ્થિતિ અને કમોસમી વરસાદ સર્જાય છે જેને દૂર કરવા માટે જો આપણે થોડા હા થોડા હાથ ધરીએ કામ તો એણે હલ કરી શકીએ છીએ જેથી આપણે બધા પ્રશ્નોનો સામનો કરવા માટે નદીઓ ના પાણીની શુદ્ધ કરીએ તેમજ જંગલોને કપાતા હોય વૃક્ષો તો તેને રોકીએ જેથી આજુબાજુનું વાતાવરણ હવાના લીધે શુદ્ધ રહે અને કચરો જ્યાં તા ના બાળીએ જેથી વાતાવરણ પ્રદૂષિત થાય નહીં અને ખાસ કરીને જે પર્યાવરણમાં મોટો પ્રશ્ન છે તેને દૂર કરવા માટે આપણે વૃક્ષો વાવવા જોઈએ જેથી નિયમિત વરસાદ રહે આજુબાજુનું વાતાવરણ પણ સારું રહે અને વૃક્ષો એટલા માટે વાવવા જોઈએ કે વૃક્ષો આપણને ઓક્સિજન આપે છે અને આપણે જ ઉછવાસમાં છોડેલો કા સીઓ ટુ એટલે કે કાર્બન ડાયોક્સાઈડ હોય છે તે તે પોતે ગ્રહણ કરે છે અને આપણને ઓક્સિજન પૂરું પાડે છે જેથી આપણે વૃક્ષો વાવવા જોઈએ